એક્ચુલી મારા નાનાને એડમિટ કરેલા હતા હોસ્પિટલમાં તો આજે એમનું ડિસ્ચાર્જ હતું તો એમને ડિસ્ચાર્જ આપ્યા પછી અમે ઘરે આવ્યા અને નાના આવ્યા પછી નાના ફ્રેશ થઈ ગયા અને ત્યારપછી એમના માટે મારી મમ્માએ જમણા જમવાનું બનાવેલું જ હતું તો એમને જમવાનું પિર પિરસ્યું અને પછી એમને જમાળ્યા અને એક્ચુલી ત્યારપછી તરત જ મામાનો ફોન આવ્યો કે એ પણ લાઇક નાનાની ખબર કાઢવા આવે છે અને ત્યારપછી અમે ફટાફટ એટલે મમ્મીએ કીધું કે હવે ના મામા લોકો જમવા આવે છે તો જમવાનું કેવી રીતના કેટલી સ્પીડમાં ફટાફટ કયું શાક અને કયું લાઇક શું જમવાનું જલદીથી જલદી બને એમ તો પછી મામાએ તરત કીધું કે મામાએ કીધું કે અમે વીસ એટલે અડધી કલાકમાં અમે પહોંચી જઈશું એમ એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે અડધી કલાકમાં બધું જમવાનું બને એવું કયું વસ્તુ હોય એટલે પછી મમ્મીએ કીધું કે આપણે દાળ ભાત શાક બે મીઠાઈ અને ફરસાણ એવું કંઈ બનાવી દઈએ એમ તો પહેલાં આ બાજુ મામાનો ફોન આવ્યો તે પછી અમે લોકોએ ફર્સ્ટ પહેલાં દાળ સાઇડ દાળ બાફવા માટે મૂકી તો પહેલાં મેં કૂકર લીધું એમાં દાળ મૂકી અને એમાં લાઇક પેલું જે ત્ર ત્રણ લેયરવાળું જે કૂકર આવેને એ લીધું એમાં પહેલાં દાળ દાળમાં દાળ લીધી એને ધોઈ અને ધોઈને પછી મેં દાળમાં ટામેટા નાખ્યા હલ્દી નાખી અને ભાત લીધા લાઇક ચોખા લીધા ચોખાને ધોયા અને પછી એ ડબ્બામાં નાખ્યા અને એમાં મીઠું નાખ્યું અને એને એક જ કુકરમાં એને બફાવા દીધું અને એ સાઇડ પર કરીને મેં એક સાઇડ મમ્મીને કીધું કે તમે શાકભાજી સમારી નાખો તો એ મમ્મીએ શાકભાજી સમારી નાખ્યું તો મમ્મીએ કીધું કે જલદીથી જલદી બને એવું શાકભાજી કયું છે તો મમ્મીએ કીધું કે સેવ ટમેટાનું શાક તો એ જલદીથી જલદી બની જાય તો મમ્મીએ એના માટે પહેલાં ટામેટા લીધા ટામેટાને ધોઈને પહેલાં એને ક્રશ લાઇક પેલી જે ખમણીવાળી જે છીણવાનું આવે એમાં અમે છીણી નાખ્યા પછી અમે લાઇક એક પેન લીધું એ પેનમાં અમે પહેલાં તેલ નાખ્યું પછી રાઈ જીરું નાખ્યું અને પછી એમાં પહેલાં તો મસાલો વાટ્યો એમાં પહેલાં મેં આદું અને મરચાં લીધા આદુંને મરચાંની પેસ્ટ બનાવી અને રાઈ જીરું નાખ્યા પછી મેં કળી લીંબળો નાખ્યો અને પછી મેં મસાલાની જે પેસ્ટ હતી તે નાખી દીધી ત્યારપછી મેં ટામેટા નાખ્યા ટામેટા ટામેટા જે મેં ક્રશ કરેલા હતા એ નાખ્યા તો ટામેટાને એ લાઇક એ જે સબજી હતી એને એક બાજુ મેં ચડવા મૂકી ચડવા મૂકી ત્યારસુધી એ સબજી ચડી ગઈ અને પછી મેં એમાં એ સબજી ચડતી હતી તે પછી મેં રોટલી આ બાજુ એ ચડતું હતું ત્યાર સુધીમાં મેં મમ્મીને કીધું કે તમે રોટલી બનાવી લો રોટલી બનાવી દઈએ તો રોટલીમાં બી વાર લાગે એટલે અમે વિચાર્યું કે પુરી બનાવીએ તો પેલા અમે લોકોએ લોટ બાંધી દીધો એટલી વારમાં અને પછી પાંચ મિનિટ લોટને સોક થવા દીધો ત્યારસુધી મેં કચુંબર બનાવ્યો તો કચુંબરમાં પહેલાં મેં કાકળી બીટ અને ટામેટા લીધા તો પહેલાં કાકળીને છોલી નાખી ટામેટાને કાપી નાખ્યા અને બીટને છોલી નાખ્યા અને છોલીને પછી એ ત્રણે ત્રણને કાપી નાખ્યા પછી એમાં થોળુંક મીઠું નાખીને એને થોળીક વાર સોક થવા દીધું કારણ કે પછી પેલું પાણી નીકળે એટલે અને પછી એને સોક થવા દીધું ત્યાર પછી મેં સાઇડ પર એને મૂકી દીધું પાંચ દસ મિનિટ માટે એટલે એ સોક થઈ ગયું એમાંથી પછી પાણી કાઢી નાખ્યું અને કાકળી અને સાઇડ પર મૂકી દીધું અને પછી એટલે સલાડ તૈયાર થઈ ગયું હવે અમારી પાસે દ પંદર મિનિટ હજુ બાકી હતી તો પંદર મિનિટમાં મેં ફર્સ્ટલી અમારે હજુ બે સ્વીટ બનાવવાના હતા અને એક લાઇક અમારે છાશ બી બનાવાની હતી અને એક ફરસાણ બનાવવાનું હતું એટલે અમે ફર્સ્ટ લાઇક ક્વિકલી બની શકે એવું હતું કે શીરો તો શીરા માટે અમે પેલા લીધું એક પેન લીધો એમાં ઘી લીધું અને પછી એમાં રવો રવો આવે એને થોડીક વાર શેકાવા દીધો શેકીને પછી એમાં એ સરખો શેકાઈ જાય એટલે રેડ થોડોક રેડ ફ્લા પેલું રેડ કલરનું થાય એના પછી મેં એમાં દૂધ નાખી દીધું પછી ખાંડ નાખી દીધી અને રવો એક બાજુ સાઇડ પર એને શીરાને બનવા માટે પાંચેક મિનિટ મૂકી દીધો અને પછી એક બાજુ અમારે બનાવવાની હતી કે મમ્મીએ જે રાઈ જે ચોખા બનાવેલા હતા એ ચોખાને પહેલાં જે ચોખા બનાવેલા હતા એને મમ્મીએ કીધું કે ચાલ આપણે ખીર બનાવી દઈએ કારણ કે સ્વિટ્સમાં અને પછી અમે પહેલાં એક પેન લીધું અને એમાં મેં ફટાફટ દૂધને ઉકાળવા મૂકી દીધું દૂધ એકદમ જાડું થીક થઈ ગયું એના પછી અમે જે ચોખા બ લાઇક જે ભાત બનાવેલા હતા એને આ ખીરમાં નાખી દીધા અને પછી મમ્મીએ કીધું કે એમાં ડ્રાય ફ્રૂટ નાખવા છે તો મેં ફટાફટ કાજુ બદામ લીધા અને એને કટ કરી નાખ્યા અને પછી એમાં એલચી એલચીને બી વાટીને ફટાફટ મેં પેલી ખીરમાં નાખી દીધી પછી મેં ખાંડ લીધી એક બાજુ ખાંડ એ બાજુ એ ખીર બનતી હતી અને ત્યાર સુધી મેં શીરો થઈ ગયો હતો તે શિરાને મેં સાઇડ પર મૂકી દીધો અને ખીરને ખીર ઉ ઉ ઉકળતી હતી તો ખીરને પણ સાઇડ પર મૂકી દીધી અને ગેસ પર એને ઉકળવા મૂકી ત્યાર પછી મારે આ બાજુ દાળ બનાવાની બાકી હતી અને રાઈસમાં મારે જીરા રાઈસ બનાવાના હતા એટલે આ બાજુ જીરાનો વઘાર કરવાનો બાકી તો મેં પહેલાં દાળ લીધી અને દાળને એક બાજુ પેનમાં મેં ઘી અને તેલનો થોડો મિક્સ કરીને એને પેલા પેનમાં તેલ મૂકી દીધું અને પછી મેં રાઈસ જીરું અને કઢી પત્તાનો વઘાર કર્યો અને પછી મેં દાળ એમાં નાખી દીધી અને એમાં મસાલા કરી દીધા અને આદું અને મરચાની પેસ્ટ નાખી દીધી અને એક બાજુ દાળને થવા માટે મૂકી દીધી ત્યારપછી મેં ધાણા સમારેલા હતા એ ધાણા દાળમાં નાખી દીધા અને દાળને પછી એમાં થોડુંક ખટાશ માટે મેં ની લીંબુ એટલે દાળ ઉકળવા લાગી પછી મેં ખટાશ માટે એમાં લીંબુ નાખી દીધું લીંબુ નાખીને ત્યારપછી મેં એમાં થોળોક ગોળ નાખ્યો કારણ કે થોળું ટેસ્ટ બેલેન્સ કરવા માટે મારે ગોળ અને લીંબુ નાખવા પડે એવું હતું અને પછી ત્યારપછી મેં એમાં મીઠું નાખી દીધું અને પછી એને થોડીક વાર દાળને ઉકળવા માટે મેં સાઇડ પર મૂકી દીધી ત્યારપછી મેં ખીર બન ખીર આ બાજુ ઊકળી ગઈ હતી તો ખીરને સાઇડ પર કરી દીધી અને શીરો બી થઈ ગયો હતો અને પછી મેં થોડીવારમાં થોડીવારમાં મેં થોડીવારમાં મેં મમ્મીએ કીધું કે અમારે આ ફરસાણમાં બનાવાનું છે કંઈ તો ફરસાણમાં અમે વિચાર્યું કે ફરસાણમાં અમે ભજીયા બનાવી દીએ દઈએ તો ભજીયા માટે અમે પહેલાં તો ભજીયા લીધા બેસન લીધું અને બેસનને થોડુંક એમ બેસનને પહેલાં તો ચાળી નાખ્યું કારણ કે એના ગઠ્ઠા હોયને તો એને પહેલાં ચાળી નાખ્યું અને બેસનને થોળુંક લોટ જેવો કરી નાખ્યો અને પછી એને બેસનને એક પેન એક તપેલીમાં લીધું અને પછી એમાં થોડો સોળા બાયકા નાખ્યો અને થોડું મીઠું નાખ્યો અને પછી એમ એને થોડું એને પાણીમાં ભીનું કરી કરીને પછી એ કર્યું અને પછી થોડીક વારમાં સાઇડ પર જે મેથી હતી એને મેથીને મમ્મીએ કીધું કે હું મેથીને સમારી નાખું તો મેથીને સમારી નાખી અને મેથીને સમારીને પછી મેં એમાં જે બેસન હતું એ બેસનમાં મેં નાખી દીધું પછી બેસનમાં નાખ્યા પછી મેં મેથીને બેસનમાં નાખી દીધી અને બેસનને પછી મેં આખું એક લાઇક લોટ જેવો બનાવી દીધો અને પછી એમાં મેં થોડોક સોળા બાયકા નાખ્યો અને સોળા બાયકા નાખીને ફટાફટ મેં એને એક એક લોટ જેવો બનાવીને પછી મેં એને થોડી વાર સોક થવા મૂક્યો અને ત્યારસુધીમાં મમ્મી છેને આ બાજુ પુરી બનાવી રહેલા હતા તો પુરી તળવાની બાકી હતી તો આ બાજુ મેં પુરી ફટાફટ તળી નાખી

આ બાજુ ભજીયા તળવાના હતા તો મેં ભજીયા લઈ લીધા ભજીયા માટે જે બેસનવાળો જે લોટ હતો એને સાઇડ પર મૂકેલો હતો એ રેડી થઈ ગયેલો હતો તે રેડી થયેલા બેસનના એટલે અમે ભજીયા બનાવાના સ્ટાર્ટ કરી દીધા ત્યારપછી મેં જે તેલ હતું એમાં પાપડ પાપડ તળવાના હતા તો પાપડ લઈ લીધા તો પાપડમાં ફર્સ્ટ મેં ફટાફટ સ્ટોરરૂમમાં પાપડ હતા તો ત્યાંથી પાપડ લઈને આવી અને પાપડ બનાવી અને પછી મેં છાશ બનાવાની હતી તો છાશ માટે ફર્સ્ટ દઈ હતું અને પછી પેલા મેં દઈ લીધું થોડું પાણી નાખ્યું એમાં અને જાડી જાડી છાશ બનાવાની હતી અને ફૂદીનો અને ધાણાની ચટની બનાવાની હતી અને એમાં થોડુંક સોલ્ટ નાખવાનું હતું અને એ આ બાજુ પેસ્ટ બનાવી લીધી અને ત્યારપછી મેં એ જે પેસ્ટ હતી એને જે છાશ જે છાસ વલોવેલી હતી એમાં નાખી દીધું અને એ વલોવેલી છાશમાં મેં પછી છાશમાં વલોવેલી એમાં એ પેસ્ટ નાખી દીધો અને એમાં મીઠું નાખી દીધું અને પછી આ બાજુ છાશ રેડી થઈ ગઈ કચુંબર રેડી થઈ ગયું રાઈસ રાઈસને તડકો લગાવાનો બાકી હતો એટલે એક પેન લીધું અને એમાં જીરું લીધું અને એક કડી જે પેલું પત્તું આવે જે રાઈસવાળું આવે એ લીધું અને એ જે જીરું હતું અને ઘીમાં મેં એને તડકો લગાવી દીધો અને એમાં રાઈસ નાખી દીધા એટલે આ બાજુ મારા જીરા રાઈસ પણ રેડી થઈ ગયા અને દાલ બી રેડી થઈ ગઈ અને શાકમાં એક્ચુલી ટામેટાને ટામેટા બનતા હતા એમાં મારે સેવ ટામેટાનું શાક બનાવાનું હતું તો ટામેટા સેવ ટામેટાનું શાક બનાવવા માટે મારે પેલા તો જે શાક તો રેડી થઈ ગયું હતું પણ એમાં સેવ નાખવાની બાકી હતી એટલે મેં સેવ નાખી દીધી અને ધાણા સાથે ને ગાર્નિસ કરી દીધું અને ત્યાર પછી શાક પુરી અને દાળ અને ભાત કચુંબર બે જાતના સ્વિટ્સ એટલે ખીર અને શીરો અને સલાડ અને પાપળ અને ફરસાણમાં અમે ભજીયા બનાવ્યા હતા અને છો જાણા આવાના હતા એ હિસાબે મેં ખાવાનું બનાવેલું હતું અને છ પ્લેટ કરીને મેં બધાને સર્વ કર્યું અને આ જ રીતે ધારો કે કોઈ મારા ઘરે જલદી આવે તો હું આ જ રીતે ફટાફટ જમવાનું બનાવું છું અને આવી રીતે અમે ત્રીસ મિનિટમાં જમવાનું બનાવી દીધું થેન્ક યુ